ભારતમાં કલાત્મક ઉત્પાદનોને એકાધિકાર અથવા મુદ્રણ અધિકાર આપવાનો માધ્યમ છે કોપીરાઇટ જેનો નિયમ કોપીરાઇટ અધિનિયમ ઓગણીસો સત્તાવન હેઠળ થાય છે તે કોઈ પણ મૂળ કલાત્મક સાહિત્યીક સાં સંગીત અને નાટ્યાત્મક કૃતિઓના સર્જકને તેમના સર્જન પર માલિકી અધિકાર આપે છે કોઈ પણ મૂળ કૃતિ માટે સર્જક કોપીરાઇટ નોંધણી માટે અરજી કરી શકે છે આ માટે અરજી ફોર્મ ભરવું પડે છે અને તેની ફી ચૂકવવી પડે છે પછી અરજી નોંધણી પ્રક્રિયા પૂરી થાય છે અને તે ત્યાર પછી સર્જકને કોપીરાઇટ પ્રમાણપત્ર આપવામાં આવે છે ગુજરાત રાજ્યના કલાકાર માટે ખાસ પ્રમાણપત્ર જેને ગુજરાત આર્ટિસ્ટ સર્ટીફીકેટ કહેવામાં આવે છે આ પ્રમાણપ્રત્ર થી સ્થાનિક કલાકારોને ઓળખ મળી શકે છે અને સરકાર તરફથી લાભ મેળવી શકે છે ગુજરાત સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી છે જેનાથી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે છે આ યોજનાઓ કલાપ્રદર્શન વર્કશોપ દ્વારા કલાકારોને પાયમાલિકી અધિકાર પ્રદાન કરે છે રાજ્યના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ કલાત્મક મૂડીના રક્ષણ અને વિકાસ માટે કાર્ય કરે છે તેઓ કલાપ્રદર્શન મહોત્સવોના આયોજનો દ્રારા સ્થાનિક અને આતંરરાષ્ટીય સ્તરે ગુજરાતને કલાનો પ્રોત્સાહન આપે છે ગુજરાતની વિવિધ કલાત્મક સંસ્થાઓ જેમકે લલીતકલા અકાદમી કલા સિદ્ધિ મંડળ વગેરે રાજ્યના કલાકારોને ટેકો આપે છે જો એક વાર કોપીરાઇટ કરવામાં આવે છે તો તે લગભગ સાઠ વર્ષ માટે માન્ય રહે છે અને આ સમય દરમિયાન સસ્ટરા અથવા તેના લાઇસન્સ ધારક જ કૃતિનો ઉપયોગ કરી શકે છે આ પ્રક્રિયા અને સિસ્ટમથી રાજ્યના કલાકારોને તેમની સર્જનાત્મકતાનું રક્ષણ અને યોગ્ય પ્રોત્સાહન મળે છે